મારો સૌથી ઊંચો વિક્રમ બે હજાર ઓગણીસમાં મનાલીમાં યોજાયેલ ટાટા દ્વારા વીસ કિલોમીટર મેરેથોન અચિવ કરવાનો છે આ વિક્રમ પ્રાપ્ત કરવા માટે મેં જે દસ મહિનાની મહેનત કરી હતી આ દસ મહિનાની મહેનતમાં ઘણા ખરા પ્રયત્નો તથા મહેનતો લાગી હતી અને એ મહેનતોના જ લીધે સફળતા મને મળી હતી અને એ સૌથી ઊંચો વિક્રમ મારી જીવન મારા જીવનનો એ એ સૌથી મોટો વિક્રમ કહેવાય છે અને એ હું ક્યારે ભૂલી નહીં શકું સામાન્ય રીતે રોજનું મારે દોડવાનું પાંચ કિલોમીટર જેવું થાય અને એ આ એ બાબતો પ્રયત્ન ઉપર છે કે મારી તાલીમ ઉપર છે કે એક દિવસે કેટલું દોડવું બીજા દિવસે કેટલું દોડવું ત્રીજા દિવસે કેટલું દોડવું આ રીતે અઠવાડિયામાં કેટલા દિવસ સુધી દોડવું એ અમારા તાલીમ તાલીમાર્થીઓને આગળ વધવા માટેની પ્રયત્નો કરતા રહેતા હોય છે જે અને એના જ કારણે સફળતાઓ મેળવતા રહે છે પાંચ કિલોમીટર જેટલું જનરલી રોજનું દોડવાનું થાય છે સામાન્યરીતે આ પાંચ કિલોમીટરનું રનિંગ પાંચ કિલોમીટરનું દોડ અમારા સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે લો સામાન્ય માણસોને પણ પાંચ કિલોમીટર જેટલું દોડવું જોઈયે અથવા તો ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર રોજનું દોડવું રોજની દોડ એના સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે ત્રણ કિલોમીટરની દોડમાં તમારા સ્વાસ્થ્યની હૃદયનું સ્વાસ્થ્યથી લઈ તમારા ફેફસાના સ્વાસ્થ્યથી લઈ પૂરા પૂર પૂરે પૂરા શરીર સુધી બધાનું સ્વાસ્થ્ય અંદરના અંગોનું પણ સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે અને તેના જ કારણે બીમારી પણ દૂર રહે છે આ આ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી મને સંતોષ ના થયો અને સંતોષ થયા બાદ પણ એ ઝંખના હતી જે સંતોષ તો ન થયો કહી શકીએ એ સંદર્ભમાં કે આગળ બીજો એક નિશાન મારો ધ્યેય જે છે એ મારે હવે નવો ધ્યેય ગોતવા માટે આગળ જવાનું છે અને સંતોષ થયો એ બાબતે કે હું આ ધ્યેય આ મારો વિક્રમ મેં સર્જ્યો તથા ધ્યેય બીજા ધ્યેયમાં એવી વાત કરું તો ત્રીસ કિલોમીટરની લોન મેં મેરેથોન જે શિમલામાં યોજાવાની છે એ શિમલાની મેરેથોન ત્રીસ કિલોમીટરની મારે પ્રતિસ્પર્ધી થઈશ એમાં અને જીતવાનો મારો ખૂબ પ્રયત્ન રહે છે તથા મેં જે વાત કરી દોડ માટેની દોડવું એ જીવન માટે જરૂરી છે દોડવાથી શરીરનું સ્વાસ્થ્ય પણ શરીર સા સારું રહે છે અંદરના અંગો પણ સ્વસ્થ રહે છે અને તે જ કારણથી બીમારી પણ દૂર રહે છે